મારો સૌથી યાદગાર પ્રવાસ છે કૈલાસ માનસરોવરનો એ મારી બહુ વર્ષોની ઈચ્છા હતી જ કૈલાસ માનસરોવર જવાની તો બે હજાર તેરમાં અચાનક મને મોકો મળી ગયો અને અમદાવાદની એક ટુર કં ટ્રાવેલ હતી તો એમાંથી મને જવાનો મોકો મળ્યો અને એ મારી સૌથી યાદગાર મારો પ્રવાસ રહ્યો છે એ અને ત્યાંથી મને બહુ સારા મિત્રો પણ મળી ગયા છે એક્ચયુલી કૈલાસ માનસરોવર જવા માટે પહેલાં તો અહીંયાંથી મારે સુરતથી અમદાવાદ અમદાવાદથી દિલ્હી દિલ્હીથી કાઠમંડુ પ્લેનની સફર હતી કાઠમંડુમાં અમને ઘણી સારી હોટલ મળેલી હતી શંકર હોટલ પછી ત્યાંથી બસમાં બસ મારફતે અમારે જવાનું હતું તિબેટ એ બધી ઘણી બધી પ્રોસીજર પાસ કર્યા પછી અમારે જવાનું હતું તિબેટ ત્યાંથી ઠંડીની પણ શરૂઆત થઈ ગયેલી એકદમ કૈલાસ પહેલાં તો તિબેટ થઈને અમારે માનસરોવર બ્રેક લેતા લેતા અમારા ડેસ્ટીનેશન પર પહોંચતા પહોંચતા પહેલાં માનસરોવર આવ્યું ત્યાં પુષ્કળ ઠંડી હતી અડધી રાતે આકાશની અમે જે મજા લીધી છે તારા જોવાની સૌથી એમ લાગે કે તારા હમણાં હાથમાં પકડીને તોડી પાડીશું એટલું નજીક આકાશ લાગતું હતું પછી સવારે અમે માનસરોવર ગયા ત્યાં નાહ્યા તો કંઈક અલગ જ ફિલિંગ એ હતી એ જગ્યા અદ્ભુત છે અદ્ભુત એ આખો વિસ્તાર એકદમ શાંત અને ભૂરું પાણી સામે દ દેખાય કૈલાસ પર્વત પછી બીજે દિવસે કૈલાસ જવાનું હતું તો એ અડધી સફર મેં પગપાળા કરી અને પછી અડધી સફરમાં મેં ઘોડો કર્યો તો એ સફર પણ ખૂબ જ આનંદાયક એક્ચયુલી પછી રહી ગઈ પહેલાં થોડોક થાક લાગ્યો હાંફી જવાયું કારણ કે હવા બહુ પાતળી હોય છે ત્યાં પણ પછી સારું લાગ્યું તો મેં અમે સાંજે ત્યાં પહોંચ્યા ત્યાં કૈલાશ પર્વતના દર્શન કર્યા પછી અડધી રાત્રે ચાર વાગે જે ત્યાં કૈલાશ દેખાયો છે ચારથી પાંચ વાગે સૂર્યના કિરણો એની પર પડે તો ગોલ્ડન કૈલાસ અમે સંપૂર્ણ જોયો એટલું સુંદર લાગતું હતું આમ જીવનભરનું આમ શું કહેવાય યાદગીરી રહી ગઈ બહુ જ નસીબ હશે મારું કે મને આટલું સુંદર દૃશ્ય કૈલાશ પર્વતનું જોવા મળ્યું સવારે પાંચ વાગે જે સૂર્યના પહેલા કિરણો એના પર પડતા હતા કૈલાસ પર્વત પર સોનેરી પર્વત તો આમ જીવન સફળ થઈ ગયું એ ખરેખર પછી ખૂબ સરસ પ્રવાસ રહ્યો મારો રિટર્ન એ તો બહુ ઇઝી થઈ ગયું જવા માટે પછી ખૂબ બધી ઘણી બધી સારી સારી યાદો લઈને ત્યાંથી પાછી આવી છું અને બે હજાર તેરની વાત આજે બે હજાર ચોવીસ થઈ તો પણ અમુક મિત્રો સંકળાયેલા છે હજુ પણ અમે થોડા થોડા વખતે મળીએ છીએ મળીએ નહીં તો ફોન પર વાત થાય એ એક બીજી મોટી પૂંજી કહેવાય કૈલાસ દર્શન પછી તો ઘણા ઓછાના નસીબમાં હોય કૈલાસ માનસરોવર જવાનું પણ મારા નસીબમાં એ મારી એ સફળયાત્રા પૂર્ણ થઈ એનો મને ખૂબ ખૂબ ખૂબ આનંદ છે